ગુજરાતમાં પૂજાતા ધર્મગુરુઓમાં સંતરામ જેનું મોટું મંદિર નડિયાદમાં છે અને કેટલી સેવાકીય પ્રવૃત્તિ ત્યાં થાય છે બગદાણામાં બજરંગ દાસબાપાનું પણ મોટું મંદિર છે ત્યાં દર્શનાર્થીઓ ચા પાણી અને ભજનની વ્યવસ્થા હોય છે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ તેમના દર્શનનો લાભ લે છે ભાવનગરમાં મસ્તરામ બાપુની પ્રતિમા છે